એ ટૂ ઝેડ ટુ વિલર હા બોલો બોલો બેન હા બેન આપીએ છીએ ને ભાડે

એક દિવસનું એક હજાર બેન હા પેટ્રોલનું તમને મળી જશે અંદર નાખેલું એ તો ચાર્જ કંઈક કિલોમીટર પર એડ્જષ્ટ કરી લઈશું આપણે હા એવરેજ હોય ને બેન આપણી જોડે બધી જ માહિતી હશે પલ્સર છે બુલેટ છે કોઈપણ બાઈક જોઈએ તો સારામાં સારી કંપનીનું બાઈક આપણી જોડે મળી રહેશે ના ના કશી જરૂર નથી તમારી જોડે ડ્રાઇવિંગ લાઇસન્સ તો છે ને બેન ડ્રાઇવિંગ લાઇસન્સ તો છે ને તમારી જોડે હમ્મ એટલે જે ચલાવવાળા હોય એમને ઓલરેડી ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર પડશે બાકી એમના હેલમેટ બી તમને મળી જશે બરાબર છે એટલે ટ્રાફિક પોલીસવાળા કોઈ તમને પરેશાન હેરાન નહીં કરે આમાં હમ્મ ગાડીનો ઇન્સયોરન્સ ને બધું બી ઓલરેડી કરાવેલું છે અને મોટાભાગે બહારથી જે બી આવે છે ને એ અમારી એ ટૂ ઝેડ માં જ આવે છે ઘણાં કસ્ટમરોને ઓલરેડી આપેલું જ છે આ વસ્તુ અને લોકો અમારી પર ભરોસો કરીને લઇ જ જાય છે

હા બરાબર એક હજાર રૂપિયા ના ના એ તો તમે રાખી શકો કોઈ વાંધો નહીં

હા બધું બધું મળી જશે બેન હા બધું બધું ઓકે જ છે બેન તમે ઓફિસ આવીને મળી જાવ બેન બરાબર છે ઓફિસ ચાલુ જ છે આપણી દસ વાગ્યા સુધી હા આવીને મળી જાવ બેન બરાબર હા હા